ગુજરાતનાં બજારની વાત કરીએ તો અત્યારે તો હું રાજકોટમાં રહું છું રાજકોટમાં સોની બજાર એટલે સોનાનું આઇટમો બની બધી વખણાય જે રાજકોટમાં ઇમિટેશન માર્કેટ આવેલી છે સોના કરતાં પણ અત્યારે સસ્તું ને સારું ઇમિટેશન માર્કેટ લોકો પસંદ કરે છે બીજું જોવા જઈએ તો દાણાપીઠ આવેલી છે શાક માર્કેટ આવેલી છે કાપડ બજાર આવેલી છે એટલે લોકો એ વધુ ખરીદી કરે છે ડી માર્ટ આવેલાં છે ખૂણે ખૂણે ડી માર્ટ આવેલાં છે એમાંથી લોકો સસ્તું ને સારું મળે એ પણ એ લોકો ખરીદી કરી શકે છે બાકી તો સુરતમાં જુઓ તો ડાયમંડ બજાર આવેલી છે બરોડામાં જુઓ તો મોટી મોટી મોટી માર્કેટો આવેલી છે ત્યાં બેરિંગ ઉદ્યોગ વધારે છે પછી અમદાવાદમાં જોઈએ તો કાપડ ઉદ્યોગનું મોટા મોટા ફેક્ટરીઓ આપેલી છે વાંકાનેરમાં પણ કાપડની ફેક્ટરી છે ત્યાં સિરામિક ઉદ્યોગ પણ આવેલા છે પછી તમે અમદાવાદમાં જુઓ તો ખાણી પીણી બહુ વખણાય છે ત્યાં ચાંદની બજાર છે દિલ્હીમાં એ વખણાય છે આવું બધું ઘણું બધું આવેલું છે